હાં તમે સ્કૂલના પ્રિન્સિપાલ બોલો છો અમે અહિયાં વલસાડથી બોલીએ છીએ અમારો છોકરો તમારી સ્કૂલમાં ભણે છે સાતમા ધોરણમાં આકાશ હાં તો અમે લોકો છે ને ફેમિલી અને મિત્રો બધાં ફરવા માટે જવાના છે આજે આઉટ ઓફ ઈન્ડિયા તો અમને આકાશને રજા આપવાની છે ચાર દિવસની જોઈતી છે તમે આપશો એક્ઝામ આવે છે પણ અમારા છોકરાના ટ્યુશન ક્લાસ ચાલે છે સાંજે એનાથી અમે કવર કરાવી લઈશું એ તો ડબલ મહેનત થાય એવી કરીને મોકલીએ છે પણ અમારે જરૂરી છે જવાનું એટલે તમે પ્લીઝ મોકલજોને હાં તો વચ્ચે શનિ રવિ પણ આવે છે ને હાં તો કંઈ નહીં અમે એ પણ બધું કવર કવર કરાવી લઈશું અમારી જવાબદારી છે બધુ જ રિઝલ્ટની સ્ટડીની અમે અમારી જવાબદારીથી અમે રજા માંગીએ છીએ હા હા હા અમે જ લઈશું હા ઇમ્પોર્ટન્સ છે એટલે તો તમારી પાસે રજા માંગુ છું ચાર જ દિવસની જોઈએ છે ખાલી હં હા છેલ્લી વાર હવે ફરી એવું ના કરીએ હા હા